હલો સૈયબ રેસ્ટોરન્ટ અમૂલ ડેરી રોડ આણંદ મારે આપની રેસ્ટોરન્ટમાંથી આજે સાંજે ઓર્ડર નોંધાવવાનો છે જેમાં સબ્જીમાં બે કાજુ મસાલા બે વેજ કોલ્હાપુરી આઠ તંદુરી રોટી ત્રણ દાલ ફ્રાય ત્રણ જીરા રાઇસ આઠ મસાલા પાપડ આઠ છાસ અને બે મંચુરિયન સાંજે છ વાગ્યે તૈયાર કરી મને આ સરનામે મોકલી આપવા વિનંતી મારું સરનામું બાવીસ નંદન રેસીડન્સી સરદાર પટેલ રાજમાર્ગ નવો ગાના ચોકડી રોડ અનુપમ એન્જિનિયરિંગ પાસે ન્યુ વિદ્યાનગર છે તો આ સરનામા પર સમયસર ઓર્ડર મોકલી આપશો હું આપને ઓનલાઇન પૈસા જમા કરી દઉં છું